હલો ઓમકાર ટ્રાન્સપોર્ટ એજન્સી ઓકે મારે છે ને અહીંયાંથી ભીસ્તાન જવું છે તો ભીસ્તાન જવા માટે મને કંઈ ક ગાડી કે ટેક્સી મળી શકશે જરા તમે જણાવશો મને હા હા બસ મારે સાત વાગે પહોંચવાનું છે હા અહીંયાંથી ગામડાનો રોડ છે એટલા માટે ઓકે ઓકે વાંધો નહીં તો ટેક્સી મળી જશે ને હા બસ બસ બસ તો મારે ભીસ્તાનની નીઅર બાઈ જ છે તો મને તેના માટે ટેક્સી બુક કરાવી છે ઓકે